મહેસાણામાં લોક કલ્યાણ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે જેમ કે શિક્ષણને લગતા કાર્યક્રમો ગરીબીને દૂર કરવાના કાર્યક્રમો આરોગ્ય માટેની યોજનાઓ વગેરે મહેસાણામાં વિવિધ શાળાઓ અને કોલેજોમાં સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમો યોજવામાં આવે છે આ ઉપરાંત જુદી જુદી સ્પર્ધાઓ પણ યોજવામાં આવે છે આ સ્પર્ધાઓમાં વિદ્યાર્થિનીઓને ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે જેથી સ્ત્રીઓ પુરુષો સાથે બધા જ ક્ષેત્રોમાં બરાબરી કરી શકે અને સ્વ નિર્ભર બની શકે આ ઉપરાંત મારા જિલ્લામાં ગરીબી દૂર કરવા ગરીબ કલ્યાણ મેળો કાર્યક્રમ અંતર્ગત ગરીબી રેખા હેઠળ આવતા લોકોને સહાય મળી રહે તે માટે તેમને પોતાનાં કામ અનુરૂપ સહાય આપવામાં આવે છે ત્યારબાદ પોતાનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરું કરવામાં આવી છે મહેસાણા જિલ્લામાં બેરોજગાર યુવાનોને રોજગારી મળી રહે તે માટે સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવે છે મહિલાઓને સલામતી મળી રહે તે માટે ગુજરાત પોલીસ દ્વારા મિશન અભયમ એકસો એક્યાશી નંબર પર ફોન કરીને ઘરેલુ હિંસા છેડતી જાતિય સતામણી વગેરે સામે રક્ષણ મેળવી શકે છે આ ઉપરાંત મહિલાઓને ઘરેલું હિંસાથી રક્ષણ માટે ખાનગી કે જાહેર સંસ્થાઓ ચલાવવામાં આવે છે આ ઉપરાંત શાળાઓમાં બાળકોનાં ભોજન માટે પીએમ પોષણ યોજના શરુ કરવામાં આવે છે જેથી જિલ્લામાં કુપોષણનો દર ઘટાડી શકાય છે બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં પણ વધારો કરી શકાય છે ત્યારબાદ ખેડૂતો માટે પણ વિવિધ યોજનાઓ શરુ કરવામાં આવી છે જેમ કે ખેડૂત ખેતી બચાવો અભિયાન જેથી સ્થાનિક વિસ્તારોમાં પાકોનું ઉત્પાદન વધારી શકાય આ ઉપરાંત પણ પ્રજાલક્ષી મુદ્દાઓને ધ્યાનમાં લઇને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે જેમ કે શિક્ષણ બચાવો અભિયાન અન્ન અધિકાર અભિયાન મહિલા સુરક્ષા અભિયાન જન અધિકાર અભિયાન અને સામાજિક ક્રાંતિ અભિયાન